હા બોલો ઓકે

હા મારે થોડી માહિતી જોઈતી હતી કે આપણે ગોલ્ડ પર કેટલા ટકા ઇન્ટરસ્ટ લાગે છે અને શું પ્રોસીજર છે કે ગોલ્ડ ઉપર કઈ રીતે પૈસા મને બને એટલું જલ્દી મળી શકે હા હા હા

હા હા હા હા ઓકે હા બરાબર છે ઓકે હા

ચોકકસ અને ઘરેણાંની સાથે કોઈ પ્રૂફ કે યા કોઈ ડોક્યુમેન્ટ લાવવાનાં હોય છે ઓકે ઓકે ઓકે હા હા ચોક્કસ ચોક્કસ મારે એક લાખ રૂપિયા સુધીની જરૂરત છે હા હા હા એક લાખ સુધીની જરૂર છે જ હા મારી પાસે હા બે રિંગ છે અને એક નેકલેસ છે બે તોલા જેવો બાવીસ કેરેટનું ગોલ્ડ છે હા હા ચોક્કસ ચોક્કસ